હેલો હેલો કેમ છો તમે કેમ છો તમે બોલો બોલો તમા તમારું નામ શું છે તમારું નામ શું છે અને તમારી ઉંમર શું છે બરાબર તો પ્રતિક્ષા બેન છેને તે આમાં કેવું હોય કે તમારો વાંક નથી ઘણી વખત એવું થાય કે એ જેની સાથે આપણા હોર્મોનલ અને મેન્ટલ ડેવલપમેન્ટ થાય ને એની સાથે સાથે આપણે મા બાપના એ કવર ઝોનમાંથી બહાર નીકળતા હોઈએ એટલે આમાં ફ્કતને ફક્ત જરૂરી છે કે આપણે આપણા મા બાપ સાથે રોજે રોજ વાતચીત કરતાં રહીએ અને એક ખૂબ મહત્વની વસ્તુ કે તમે કોઈપણ એવી પ્રવૃત્તિ કરો કે જેમાં તમે તમારા માતા અને પિતા બંને સાથે વાતચીત કરતાં રહો કે જેમાં તમે શું વિચારો છો એ એમની સાથે શેર કરોને એ લોકો શું વિચારે છેને એ તમારી સાથે આ પ્રવૃત્તિઓમાં કોઈપણ બોર્ડ ગેમ આવી શકે કૂકિંગ આવી શકે ઘરમાં કોઈ પણ જાતની સફાઇ આવી શકે કાઈક પણ આવી શકે તો એવી રીતની પ્રવૃતિ તમે શરૂ કરોને તો તમારા સંબધો માતાપિતા સાથે મુખ્ય ને મુખ્ય તકલીફ એજ છે કે તમારી વાતચીતમાં કમી થઈ ગઈ છે માતા પિતા સાથે અને જેના લીધે આ ગેપ વધતો ને વધતો જાય છે તમે તમારા ભણવાનાના વિશે જરાક જણાવશો બરાબર બરાબર ઓકે

હલો બરાબર બરાબર છે ઓકે ઓકે સો થોડુંક ભણવાનાને રિલેટેડડ પણ આપણે ધ્યાન આપીએ કે દુનિયામાં આર્કિટેક્ચરને રિલેટેડ શું ચાલે છે એના પર તમે રિસર્ચ કરવાનું શરૂ કરો તમારી પાસે હમણાં ખૂબ જ તાકાત છે શરીરની અને મનની અને એને થોડું જ થોડુંક જ તમારે બીજી બાજુ વિચારવાની જરૂર છે આ બધી જે નાની નાની બાબતો જે તમને હેરાન કરે છે એના પરથી થોડું ધ્યાન હટાવીને જેમાં તમારી ખૂબ આવડત છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો જેમકે તમારું આર્કિટેક્ચર છે તો ઈન્ડિયામાં કે ઈન્ડિયાની બહાર ભારતની બહાર વીએના કરીને જે દેશ છે ત્યાનું ડિઝાઈનિંગ ખૂબ ફેમસ છે તો એ બધા રિસર્ચ પર તમે ધ્યાન આપશોને તો આ બીજી બધી બાબતો છે એ આપ મેળે તમારા મગજમાંથી નીકળી જશે અને માનસિક શાંતિ થશે હં ઓકે ચાલો હા બરાબર એ માટે આપણે એવું કરી શકીએ એ માટે આપણે એવું કરી શકીએ કે એકવાર મારે માતાપિતા સાથે વાત કરવી જોઈએ અને તમારા વિચારો પણ ભવિષ્ય આપણને આવતા પાંચ વરસ પછીનું શું બતાવે છે અને તમે એજે આગળ ભવિષ્યમાં કરવા માંગો છો એ તમે કેવી કેવા રીતનું જીવન જીવતા શિખવાડે છે એ તમને હું સમજાવું તો આપણે એના પરથી આ કરી શકશું એટલે આપણે મળીએ હવે મળીએ આપણે